અમારા ગામના સ્થાનિક દેવતા અંબાજી માતા છે ગામની વચ્ચોવચ્ચ મોટું મંદિર બનાવવામાં આવેલું છે જે પહેલાંથી જ પ્રખ્યાત છે જૂની પેઢીથી તે મંદિરમાં પૂજા આરતી થતી આવે છે જ્યારે ગામની ઉજવણી હોય કોઈ બાળકની માનતા હોય કે પછી ફૂલોના ગરબા કોઈની માનેલી વસ્તુની ઉજવણી કરવાની હોય ત્યારે ત્યાં બધા ભેગા થાય છે પહેલાથી જ અમારે ત્યાં હવન હોય કે બાબરી હોય દિવાળી વખતે સમાજ ભેગો થાય ત્યારે પણ માતાજીના મંદિરમાં ઉજવણી કરીએ છે દર આઠમે નીવેદ કરવામાં આવે છે અને ત્યાં બધી મહિલાઓ ભજન કીર્તન કરે છે ત્યારથી લઈને આજ સુધી આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે